આપડે અત્યારનું જનરશનને કંઈ પણ નાની મોટી બિમારી આવે ને એટલે એટલે તરત ડોક્ટર પાસે જાય છે પણ એવું જરૂરી નથી કે ડોક્ટર પાસે જવું હવે માની લો કે સામાન્ય તાવ છે સરદી છે ખાંસી છે હવે આનું છે ને આપણા ઘરમાં દવા છે જ પણ લોકોને ખબર છે ને ખબર છે છતાં કરતા નથી સરદી માટે બેસ્ટમાં બેસ્ટ દવા છે કે આપણે આ આદુ છે એને આપણે ગોળમાં સાંતળીને ખાવાથી શરદી મટે છે ગેરંટી સાથે કહું છું હું કરું છું અને જે અમુક પાત્રીસ ચાલીસની ઉંમર થયા પછી આ મેથીના ફાયદા છે મેથી તમારે ખાવાથી કે રાત્રે મેથી પલાળી રાખો એને સવારે નરણે કોઠે ચાવી જાવ યા તો પછી તમે રાત્રે દસ બાર દાણા મેથીના ગળી જાવ એનાથી પેટ સાફ થાય પેટ સાફ થવાથી આ ગેસ કબજિયાત રેહતી નથી એવી રીતે શરદીમાં ઘણું છે કે તમારે અજમો શેકીને એની પોટલી સૂંઘવી જોઈએ અને આ તુલસી છે એ તુલસી એને વાટીને એનો રસ પીવાથી એ શરદી મટી શકે છે શરદી ખાંસી જેવી સામાન્ય બાબતમાં ડોક્ટર પાસે જઈને આ જે વિલાયતી દવા ખાઈ અને એની આપડે આડઅસર જાણી જોઈને ઊભા કરતા હોઈએ છીએ બાકી ખરેખર ઘરગથ્થુ ઈલાજ કરવો જોઈએ આપણે આ પેટમાં બી કંઈક તકલીફ હોય ને તમે રાઈના દાણાની બી ફાંકી મારો એ બી શરીર માટે સારું છે હળદર જે છે એ સૌથી બેસ્ટમાં બેસ્ટ છે હળદર વાળું દૂધ પીવાથી માણસને ઘણી બધો ફાયદો થતો હોય છે એટલે આપણ દેશી ઉપચારો પહેલાં હું એવું માનું છું કે દેશી ઉપચારોને પ્રાયોરિટી આપવી જોઈએ